મને લાગે છે કે અહીં સારા ડૉક્ટરો પણ છે અને સારી આરોગ્યપ્રદ સુવિધાઓ પણ છે પરંતુ એ ફક્ત ખાનગી હોસ્પિટલ પૂરતી જ છે સરકારી હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ નથી મેડિકલ સ્ટાફ નથી અને જે એજ્યુકેટેડ ડૉક્ટરો કે સારા ડૉક્ટરો હોય છે એ પોતે અમુક અનુભવ લઈને પોતાનું પ્રાઈવેટ ક્લિનિક ખોલે છે અથવા હોસ્પિટલો ખોલે છે એટલે જે સામાન્ય પ્રજાને ગવર્મેન્ટ મેડિકલ ફેસીલીટીનો જે લાભ મળવો જોઈએ એ મળતો નથી અને સરકારી હોસ્પિટલમાં પૂરતા સાધનો તો હોય છે પરંતુ તેના મેન્ટેનન્સનાં અભાવે સાધનો પડી રહેતા હોય છે ચાલુ હાલતમાં નથી હોતા એટલે સામાન્ય માણસને એ મેડિકલ સુવિધાઓ મળી રહેતી નથી એમાં સુધારો કરવાની જરૂર છે અને ગામડાંઓમાં પણ પૂરતા પીએચસી સેન્ટરો પણ નથી અને ત્યાં મેડિકલ સ્ટાફ પણ નથી એટલે જ જ્યારે ઈમરજન્સીની જરૂર હોય તો તેમને શહેર સુધી દોડવું પડે છે અને ત્યાં સાધનના અભાવે પેશન્ટને સરખી સારવાર નથી મળી શકતી અને શહેરમાં દોડવું પડે છે અહીં સિટીમાં એમઆરઆઈ જેવા મેડિકલ સુવિધાઓ છે પરંતુ તે ઘણી જ મોંઘી હોય છે તે સામાન્ય માણસને મળી શકતી નથી અથવા તો પછી એ સુવિધા મેળવતા મેળવતા એમને ઘણા ઘણી તકલીફ ઊભી થાય છે અને એક વખતે પોતે પોતે સારવાર કરાવી શકતા નથી અને દૂર શહેરોમાં જવા માટે એની પાસે કોઈ સગવડ નથી હોતી અથવા તો આખી સમસ્યાઓ ઊભી થાય છે એના લીધે સારવાર નથી મળી શકતા અને એ સિવાય સારા ડૉક્ટરો પણ જે અનુભવ હોય છે કે મોટા શહેરોમાં હોય છે એટલે સારી સુવિધા મેળવવા માટે એમને મોટા શહેરો સુધી જવું પડે છે જેમ કે મુંબઈ સુરત અમદાવાદ છે એ થોડુંક ઘણું બધું મુશ્કેલ કામ છે તે સિવાય જે સામાન્ય ડૉક્ટરો છે એ અહીં મળી રહે છે પરંતુ તે જ્ઞાન કે પોતાનો અનુભવના અભાવે મોટી ટ્રીટમેન્ટ મળી શકતી નથી અહીં હોસ્પિટલો તો ઘણી છે સારી સુવિધાઓ પણ છે પણ એ બધી પ્રાઈવેટ હોસ્પિટલો છે એના લીધે સામાન્ય માણસ ત્યાં સુધી જઈ શકતો નથી કોવિડના ટાઈમમાં પણ અહીં ખૂબ જ મુશ્કેલી પડી હતી આ સેવાઓને સુધારવા માટે સરકારે પણ ખૂબ પ્રયત્નો તો કરે જ છે પરંતુ કેટલાક અંશે એમાં નિષ્ફળતા પણ મળી છે અને મોટા સ્ટાફના અભાવે એમને પૂરતી સગવડ નથી મળતી અને સામાન્ય માણસ મોટા શહેરો સુધી પહોંચી નથી શકતો આથી ઘણીવાર તો એમને આ એમની તકલીફનો ભોગ બનવું પડે છે અને પૂરતી સારવાર મળી રહેતી નથી